સૌપ્રથમ સવારમાં ઊઠીને એક કલાક બ્રિસ્ક વોકિંગ કરું છું પછી અડધો કલાક પ્રાણાયામ કરું છું ત્યારબાદ યુટ્યુબ ઉપર આપ કા અખબાર જે પ્રદીપ શર્માની રોજે રોજ રાજકારણ વિષે ટૉપિક ઉપર કોઈકને કોઈક એમની કોમેન્ટ હોય એ સાંભળું છું ત્યારબાદ કાર્ડની ગેમ રમું છું ચેસ રમું છું અને પછી યુટ્યુબ ઉપર સાઉથ ઇંડિયન થ્રીલ થ્રીલિંગ મૂવીસ કે સસ્પેન્સ મૂવીસને હિન્દીમાં ડબ કરેલાં જે આવે છે મૂવીસ યુટ્યુબ ઉપર તે જોઉં છું